મારો એકદમ ખરાબ અનુભવ ફ્લિપકાર્ટ અને એક ટી શર્ટની બ્રાન્ડ છે જેનું નામ છે ઝારા એની સાથે રહ્યો હતો કેમ કે જયારે મેં ફ્લિપકાર્ડ ઉપર ઑનલાઇન જયારે મેં ટી શર્ટો જોઈ ત્યારે મેં ટી શર્ટો મગાવી એમાં ત્રણ ટી શર્ટોના પૅક હતો ગ્રીન રૅડ અને બ્લૅક આ ત્રણ ટી શર્ટો હતી આ ટીશર્ટો મને જોવામાં મને સારી લાગી અને મને પસંદ આવી એટલે મેં ફ્લિપકાર્ટમાંથી ઑર્ડર મગાવ્યો અને એની રીટર્ન પૉલિસી જોઈ પણ એમાં રીટર્ન પૉલિસી બે દિવસની હતી તો મેં ઑર્ડર કરી દીધો અને પૈસા ઑનલાઇન મેં ટ્રાન્સફર કરીને આપી દીધા જયારે મેં ટી શર્ટ મગાવી અને જયારે મારા ઘરે ઑર્ડર આવ્યો એ ટી શર્ટોનો ત્યારે મેં ટી શર્ટ જયારે ઓપન કરીને મેં જયારે જોઈ તો જે ડિસ્ક્રિપ્શનમાં જે લખેલું હતું ફ્લિપકાર્ટનાં કે ટી શર્ટનો આ રીતનો બાયફરકેશન છે વી નેક ગલાવાળી ટી શર્ટ આવશે ફુલ સ્લીવ આવશે આ કલરો આવશે આટલું ઍમ સાઇઝ ઍલ સાઇઝને આ ટી શર્ટો આવશે તે બધું જ મેં વાચ્યું હતું અને જયારે મારા ઘરે આવી ત્યારે ટી શર્ટ એકદમ અલગ ટાઈપની નીકળી ટી શર્ટ વી ગળાવાળી ટી શર્ટ તો હતી જ પરંતુ એની જે સાઈઝ હતી એ મને એમની જગ્યાએ એલ સાઈઝની ટી શર્ટ મળી ગઈ તો હું ખૂબ જ મને ગુસ્સો આવ્યો અને હું ખૂબ જ નારાજ થયો તો જયારે મેં ફ્લિપકાર્ટમાં આ કમ્પ્લેઇન્ટ નોંધાવી કે ભાઈ જે તમે ટી શર્ટો મને મેં ઑર્ડર કરી છે અને જે મારા ઘરે આવી છે એમાં મને આ બધી તકલીફો છે તો આનું હું હવે અત્યારે શું કરી શકું તો ફ્લિપકાર્ટવાળાએ મને રીવર્ટમાં એવો જવાબ આપ્યો કે તમે ઝારાના શો રૂમમાં કે ઝારાની ઝારા કંપનીમાં જઈને તમે આને બદલાવી શકો અહીંયાની રીટર્ન પૉલીસી અમે ફ્લિપકાર્ટવાળા નથી ચેન્જ કરી આપતા પણ ઝારામાં ગયો તો ઝારાવાળાએ પણ મને એવું જ કીધું કે ભઈ આ ટી શર્ટ અમે રીપ્લેસ નથી કરતાં તમે જ્યાંથી લીધું છે ત્યાંથી જ તમે રીપ્લેસ કરાવો અને ટી શર્ટ પછી મેં પહેરી એટલે ત્યારે આમ તો હું હંમેશા ગોળ ગળાવાળી ટી શર્ટ પહેરું છું પણ ભૂલથી મારાથી ઓર્ડર વી ગળાવાળી ટી શર્ટ થઇ ગઈ હતી એટલે પછી મેં એ ટી શર્ટ પહેરી પણ જયારે પહેરી ત્યારે મારો લૂક એટલો ખરાબ આવતો હતો એક તો મારું બોડી એકદમ પાતળું છે અને જયારે મેં વી ગળાવાળી વી વી નેકવાળી ટી શર્ટ પહેરી ગળાવાળી ટી શર્ટ પહેરી ત્યારે મારું એક બૉડી એકદમ વધારે વીક મને લાગ્યું પ્લસ મારો જે ગળાનો ભાગ છે એ મને બહુ એકદમ સંકોચાયેલો હોય એકદમ પાતળું મારું ગળું હોય એવું મને લાગ્યું પ્લસ જે ટી શર્ટ હતી તો એ હાફ સ્લીવની ટી શર્ટ હતી તો હાફ સ્લીવના કારણે વધારે હું ટી શર્ટમાં પાતળો દેખાતો હોઉં એવું મને લાગી રહ્યું તો એ એકદમ મારો એકદમ નૅગેટીવ અને એકદમ મારો ખરાબ અનુભવ રહ્યો વી ગળાવાળી ટી શર્ટ સાથે